મેં આજથી છ વર્ષ પહેલાં અમદાવાદના ઘણા બધા વિસ્તારના યુવાનો અને કિશોરીઓ સાથે તેમજ બાલાસિનોર શહેરનાં યુવાનો અને કિશોરીઓ સાથે માઉન્ટ આબુની મુલાકાત કરી હતી જેમાં અમને સહયોગ સંસ્થાના રોબર્ટ સર દ્વારા આ ટૂર કરવામાં આવી હતી અને આ ટૂરમાં અમને અલગ અલગ ઍડવેન્ચર શીખવાડવામાં આવ્યાં હતાં તેમ જ ત્યાં અમને અલગ અલગ ઍક્ટિવિટીઓ કરાવવામાં આવી હતી જેમાં મુખ્યત્ત્વે કૉમ્યુનિકેશન લોકો સાથે આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ લોકોને આપણી પર્સનાલિટી કેવી કેવી રીતે આપણે ડેવલપમેન્ટ કરવી ડેવલપમેન્ટ કરવી જોઈએ તેમજ અમે અમારાં સાત દિવસના પ્રવાસમાં લોકોએ ટ્રેકિંગ કર્યું નદીમાં નાહવા માટે ગયાં અમને તરતાં તરતાં સ્વિમિંગ શીખવાડવામાં આવ્યું તેમજ પહા રસ્સી રસ્સી દ્વારા પહાડ પર કેવી રીતે ચઢવું અને ત્યાં કેવી રીતે સ્ટે કરવો તેમજ મારા જીવનમાં મને એક વસ્તુ એવી શીખવા મળી કે નવા નવા લોકો સાથે આપણે કેવી રીતે વાતચીત કરવી મારે આ વિચારો જે હું પહેલાં જે વિચારતો હતો એ મારા વિચારો એકદમ મારા બદલાઈ ગયા લોકોને મળીને કે દુનિયામાં શું ચાલી રહ્યું છે તેમજ ત્યાં જંગલમાં અમારે રહેવાનું હતું ટેન્ટ બાંધીને રહેવાનું હતું પાણી જાતે ભરવા જવાનું હતું અને સમયસર ખાવા ખ ખાવા બેસી જવાનું હતું તો એ શીખ મને એવી મળી કે જીવનનું અડધું કામ પોતે જ કરવાનું હોય તો કેટલું કઠિન પડે છે રોજ સવારે ઊઠીને નાહવા જવાનું તેમજ આપણા માટે પાણી ભરવા જવાનું રાત્રે સુવા માટે ગાદલું બિછાવવાનું રજાઈ બીછાવવાની તો આ મારા જીવનનો એક એવો અનુભવ રહ્યો હતો કે મને બધી જ વસ્તુ પ્રૅક્ટિકલ કરીને મને શીખવા મળી હતી તેથી આ મારી જિંદગીનો એક યાદગાર પ્રવાસ હતો અને મને અહીંયા રમતગમત અને ઍડવેન્ચર તેમજ સાત દિવસનાં મારા ટૂરના કારણે મારા જીવનમાં ઘણા બધા બદલાવો આવ્યા હતા